હલો હા જી નમસ્તે મેમ હા હા જી જી જય અંબે ટ્રાવેલ્સમાંથી અનિલભાઈ બોલું છું જી ચાર ધામની એનો જો ભાડું રહેશે અઢાર હજાર રૂપિયા બરાબર અને એ સી બસ રહેશે છપ્પન સીટની બસ રહેશે બરાબર બીજું કે ચાર ધામની યાત્રામાં ચાર ધામમાં બધા ધામ આવી જશે જેમ કે ઋષિકેશ વગેરે બધા જ આવી જશે જી બસ બોપલમાં કઈ સાઉથ બોપલમાં રહો છો કે પછી મેન બોપલમાં રહો છો સાઉથ બોપલમાં રહો છો કંઈ વાંધો નહીં અમારી એક શાખા છે ત્યાં ત્યાંથી તમને પિકઅપ કરી શકશું અને અમને એડ્રેસ આપજો અને સમય આપજો કે જેથી કરીને અમે તમને પિકઅપ કરી શકીએ અને કેટલા લોકો રહેશે બેન ઓકે તો તમારી છપ્પન લોકોની સીટ હોય છે એક્ઝેટ થઈ જશે હા હા હા એમાં જો અઢાર હજાર ચાર્જ લેવાનું કારણ છે કે એક તો એક વિકનું તમારે ટ્રાવેલિંગ રહેશે એક વિકનું ટ્રાવેલિંગ રહેશે ત્યાં હોટેલમાં તમને રૂમ મળશે પ્લસ બે ટાઈમ જમવાનું સવારે નાસ્તો બપોરે ચા મળશે બરાબર અને હા હા બે ટાઈમ બપોરે અને સાંજે અને સવારે નાસ્તો હા એમાં સમય રહેશે કે સપોઝ કે અહીંથી નીકળ્યા છીએ તો રસ્તામાં તો નહીં પણ રિટર્ન આવીએ તો એ રિટર્નમાં આપણે જે જે રસ્તામાં આવતા હોય તે સ્થળે આપણે દર્શન કરી શકીએ પણ પેલા સીધા જ્યાં આપણે ટાર્ગેટ કર્યો હોય ત્યાં જવાનું રહેશે ત્યાં તમે ચેકઅપ કરો અને હોલ્ડ કરો ફ્રેશ થાઓ એ પછી આપણી બસ ત્યાંથી સવારે સપોઝ કે ઋષિકેશ નીકળી અને ઋષિકેશ જવાનો જે કલાક કે અડધો કલાક કે બે કલાક થતા હોય એ પછીનો સમય તમારે પૂરો ઋષિકેશમાં જશે આખો દિવસ તો પછી ઘણું બધું જોવાનું હોય છે એના સંદર્ભમાં એ ધર્મસ્થળ જો હોટેલમાં હોય ને તો એક રૂમમાં તમે ત્રણ જણ રહી શકો અને તમે એમાં રિકવેસ્ટ કરો તો એક એક્સ્ટ્રા બેડ આપે એટલે કે ચાર જણા સુઈ શકો બરાબર અને ધર્મશાળામાં તમને બેડ નહીં મળે પણ તમને નીચે બેડ મળશે મતલબ કે ગાદલા વગર એટલે કે જુની જુનવાણી રીત હોય ને એ પ્રમાણે મળશે તો એમાં તમે પાંચ જણા પણ રહી શકો નહીં નહીં અમે કરીશું ને બેન હોટેલમાં રહેવાની વાત તો થઈ હા હા વાંધો નહીં ઓકે હોટેલમાં જ થશે અઢાર હજાર તો બેન ફિક્સ જ છે એક વિક છે અને તમને બંને ટાઈમ જમવાનું મળશે બરાબર તોય પણ હું આગળ પૂછી અને વાત કરી લઉં છું અને જો મારા તરફથી થતું હશે તો અઢારની જગ્યાએ સોળ કરી આપીશ આનાથી નીચે તો નહીં થઈ શકે નહીં નહીં અમારી જોડે એવું છે કે અમારી જોડે જે યાત્રાળુઓ આવે છે અને અમારી સાથે જે યાત્રા અને સફર કરે છે તે લોકો અવારનવાર અમને કોલ કરીને આવી રીતે સંપર્ક બીજા લોકોનો પણ સંપર્ક કરીને આપે છે અમારી સેવા બહુ સારી છે ભલે પૈસા લે છે હા હા કંઈ વાંધો નહીં જો બેન બેન મેં કહી દીધું સોળ પછી સોળથી પછી એક રૂપિયો વધારે નહીં થાય અને એક રૂપિયો ઓછો નહીં થાય બરાબર ઓકે